હેલો ભાડે લેવી છે તમારું નામ બરાબર તો એવું છે કે અમે ભાડે નથી આપતા અમારે વાડી વેચવી છે હં વેચવી છે ને તો તમે ખરીદતા હોય તો તમને આપું બાકી ભાડેવાળું નથી ચાલતું પચ્ચીસ વીસ લાખ વચ્ચે હોતું હોય તો એ બધું છે ને મારા પપ્પાને પૂછવું પડશે મને ખબર નથી એટલો બધો ખ્યાલ નથી

હા કંઈક સો એંસી જેટલાં હશે ના ના ના બધાં ઝાડ મોટાં મોટાં છે ને એક ઝાડ પર ઓછામાં ઓછું આમ વીસ પચીસ કેરેટ તો ભરાતાં હશે જો ભાઈ એમાં એવું છે કે અમારે ખાતર પાણી કરવું પડે તો આમાં બધો ખર્ચો જાય તમે બી સમજો નહીં થાય એટલામાં હા હા ચોક્કસ ચોક્કસ તમે જોવા આવો તો તમને ખ્યાલ આવે ને તમે હં